ત્રણ નવ ઓગણીસસો સિત્તેર પાંચ આઠ ઓગણીસસો પાંસઠ છ દસ ઓગણીસસો એંશી પાંચ અગિયાર ઓગણીસસો નવ્વાણું પાંચ ચાર ઓગણીસસો બાણું પાંચ દસ ઓગણીસસો ત્યાંશી